મારી બહેન દીકરી કે મિત્ર એને કેટલું ભણવું જોઈએ એ પ્રશ્ન તો મને પૂછવામાં આવે ત્યારે હું એવું કહીશ કે હાલના સમયમાં પગભર બનવું એ ખૂબ જરૂરી છે અને તેના માટે અભ્યાસ ભણતર શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે માટે વિધાર્થીઓએ એમાં ખાસ કરીને દીકરીઓએ પગભર બનવું ઘણું જરૂરી છે કારણ કે સમાજમાં સ્ત્રીઓને હાલના સમયમાં પણ નીચેલી કક્ષામાં ગણવામાં આવે છે તેના લગ્ન બાદ તેનો આર્થિક ખર્ચો ઉપાડવા માટે તે એક બોજા સમાન બની જાય છે જો કે તેવું કહેવામાં નથી આવતું છતાં એવું દેખીતી રીતે કહેતા નથી પણ પાછળથી એને એવું સંભળાવવામાં આવે છે કે અમે તમને પૈસા આપીએ છીએ અમે તમારું ભરણ પોષણ કરીએ છીએ અમે કમાઈને આવીએ છીએ એટલે તમે તમારું પોષણ થાય છે આ બધી મુશ્કેલીઓનો સામનો સ્ત્રીઓને કરવો પડે છે બહેનોને કરવો પડે છે દીકરીઓને કરવો પડે છે માટે શિક્ષણ એ હાલના આધુનિક સમયમાં એ ખૂબ અને ખૂબ જ જરૂરી છે માટે દરેકને અભ્યાસ કેટલો હોવો જોઈએ તે પોતાના રસના વિષય ઉપર પોતાની લાયકાત ઉપર અને પોતે કયા ક્ષેત્રમાં આગળ કામ કરવા માગે છે તેના ઉપર આધાર રાખે છે ઉદાહરણ તરીકે કોઈને પોતાનું આગળનું કાર્ય કે નોકરી કે કોઈપણ પ્રકારનાં કાર્યક્ષેત્રમાં કામ કરવું છે અને એનો રસનો વિષય શિક્ષણ છે તો તે બીએડ એજ્યુકેશન અને માસ્ટર અને કોલેજ કરીને અથવા તો વિજ્ઞાન કે કોઈપણ વિષયમાં કે ભાષાના વિષયોમાં આગળ વધી શકે છે અને જો એમને ધંધાકીય બાબતોમાં રસ હોય તો તે પોતાનો બીઝનેસ પણ શરૂ કરી શકે છે પણ આનો આધાર ફક્ત ને ફક્ત વ્યક્તિના પોતાના નીજી રસ અને આવડત ઉપર રહેલો છે અને હાલના સમયમાં આપણે શિક્ષણની વાત કરીએ તો ખાસ કરીને પૂછવામાં આવેલા સવાલ પ્રમાણે છોકરીઓનાં શિક્ષણની વાત આવે ત્યારે તેને ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં પહેલી મહત્ત્વની વાત છે સુરક્ષા હાલના ટાઇમમાં જ્યારે કોઈપણ છોકરીઓ ભણવા માટે બહારના શહેરોમાં મોટા શહેરોમાં આવે છે તો પહેલો પ્રશ્ન હોય છે તેની સુરક્ષાનો શું તે સુરક્ષિત રહેશે કે નહીં બહારનું વાતાવરણ કેવું હશે રહેવાનું કેવું હશે જમવાનું અને મોટા ભાગના પરિવારોનો મુખ્ય પ્રશ્ન હોય છે પોતાનાં ઘરની દીકરીઓની સુરક્ષા હાલના સમયમાં સમાચાર પત્રોમાં આવી રહેલા કેસ પ્રમાણે આપણે કહી શકીએ કે હજી પણ આપણું રાષ્ટ્ર સંપૂર્ણપણે સુરક્ષિત બન્યું નથી તેમ છતાં ઘણી બધી પ્રકારની સુધારા લગતી નીતિઓ બહાર આવી રહી છે પણ સંપૂર્ણપણે સુરક્ષિત કહેવું એ હજી પણ યોગ્ય નથી બીજો પ્રશ્ન આવે છે શૌચાલયનો મોટાભાગના મોટાભાગની સંસ્થાઓમાં હાલના સમયમાં શૌચાલયોનું નિર્માણ થઈ ગયું છે અને તે હોય જ છે પરંતુ તે કાર્ય કરવાની કાર્યની પરિસ્થિતિમાં છે તે ચાલું છે કે નહીં તેમા સગવડો ઉપલબ્ધ છે કે નહીં તે જાણવું અને તેની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે એટલે બીજો પ્રશ્ન હતો શૌચાલયનો પહેલો પ્રશ્ન હતો સુરક્ષાનો ત્રીજો પ્રશ્ન ભણવામાં આવે છે વિધાર્થીઓના ઘરના વાલીઓનો કે તેમને પરવાનગી જ આપવામાં આવતી નથી હાલના સમયમાં પણ એવી એક માનસિકતા રહેલી છે કે સ્ત્રીઓએ કે છોકરીઓએ ભણવું ના જોઈએ તે ઘરનું કામ કરવા માટે જ બધાંયેલી છે પરંતુ આ માનસિકતા એ ખૂબ જ ખોટી છે અને તેને બદલવી જોઈએ આ માટે જો આપણે જોવા જઈએ તો મુખ્યત્ત્વે છોકરીઓ જે ભણવા માટે મુશ્કેલીઓનો સામનો કરે છે તેમાં આવે છે પરિવારની પરવાનગી ના હોય ભણતરનું શહેર દૂર હોય કે બહારગામમાં હોય બીજો ત્રીજો પ્રશ્ન આવે છે સુરક્ષાનો અને એના પછીનો પ્રશ્ન આવે છે વાતાવરણનો કે ભાઈ વાતાવરણ કેવું હશે લોકો કેવાં હશે વ્યક્તિઓ કેવા હશે પણ ખાસ કરીને આપણે સ્ત્રીઓમાં જોવા જઈએ તો મુખ્ય પ્રશ્ન સમસ્યાનો સુરક્ષાનો રહે છે